ગાંધીનગર જિલ્લામાં શિક્ષણ રોજગારી અને સામાજિક દરજ્જાની બાબતમાં સ્ત્રીઓ સામે મુખ્ય પડકારો જોવા મળે છે જેવા કે શિક્ષણમાં જોઈએ તો અમુક અંશે છોકરીઓને ભણાવવાની મનાઈ હોય છે કે ભણાવવા દેતા નથી અને અમુક અમુક વિસ્તારમાં જોઈએ તો એ ભણવા માટે મોકલતા હોય છે રોજગારીમાં જોઈએ તો સ્ત્રીઓ કે લિંગભેદ આપણને જોવા મળતું નથી મતભેદ પણ નથી પણ અમુક ઘરમાં એમ હોય છે કે સ્ત્રીઓ નોકરીએ જઈ શકે નહીં અથવા રોજગારી મેળવી શકતી નથી કે પછી ભણેલી હોવા છતાં પણ તેઓ આગળ અભ્યાસ કે પછી નોકરી ધંધે જઈ શકે નહીં એવું અમુક સમાજમાં જોવા મળે છે સામાજિક રીતે આપણે જોઈએ કે પરણેલી સ્ત્રી હોય તે પણ રોજગારી મેળવવા માટે જવા માટે સક્ષમ હોય છે પણ લિંગભેદની સમાન સમાનતા હોતી નથી એટલા માટે તે જઈ શક્તિ નથી પણ અમુક સમાજમાં સશક્તિકરણના લીધે આપણે જોઈએ કે મોકલતા હોય છે તો અત્યારે ડોક્ટર પીએસઆઈ કે પછી કોઈ પણ મોટા સરકારી રીતે દરજ્જો હોય એ બધા જ સારી રીતે મોકલતા હોય છે અને શિક્ષણને રોજગારી અને સામાજિક દરજ્જાની બાબતમાં સ્ત્રીઓ મુખ્યત્વે ખૂબ જ સારી રીતે રોજગારી મેળવી શકે છે અમારા વિસ્તારમાં અમુક તો પડકારો એમના સામે હોય છે જ પણ જેઓ લિંગભેદ સમાનતા કે ભેદભાવ નથી રાખતા વિશેષ શક્તિકરણ સારી રીતે મેળવીને રોજગારી મેળવી શકે છે